પાણીને ગાળવા માટે વિવિધ ગળણીનો ઉપયોગ કરીએ છીએ શુધ્ધ કરવા માટે પાણીમાં ફટકડી નાખીએ એ જ રીતે પાણીને ખૂબ તાપમાને ગરમ કરીને પછી એને ઠંડુ પડવા દઈ અને એનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે પાણીને વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીના ટાંકા બનાવી એની અંદર પણ આપણે પાણીનો ઘરેલું ઉપચાર કરવા માટેનો ઉપયોગ કરીએ છીએ